આપણા ભારત દેશમાં ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે જે એકદમ સરળ છે અને બધાને સાંભળવી બહુ જ ગમે છે બહારના લોકો પણ આવીને ગુજરાતી લોકો જોડે વાત કરવી તેમને બહુ જ પસંદ છે અને બહારના લોકો પણ ગુજરાતી ભાષા શીખવા માટે બહુ જ આતુર હોય છે બધા લોકોને ગુજરાતી ભાષામાં કોઈ પણ સમજવી વાત સરળ પડે છે ગુજરાતી ભાષા બીજી કોઈ પણ ભાષા કરતાં સમજવી બહુ જ સહેલી છે જેમકે કોઈ પણ ઇંગ્લિશમાં બોલતા હોય તો એના કરતાં ગુજરાતી ભાષામાં સાંભળવું વધારે સારું લાગે હિન્દી કરતાં પણ ગુજરાતી ભાષા સહેલી છે ગુજરાતી ભાષા એકદમ રસપ્રદ છે અને રહસ્યમય છે અને બધા લોકો ખૂબ જ પસંદ કરે છે ગુજરાતી ભાષાને ગુજરાતી લોકોને અને બહારના લોકો પણ ખૂબ જ આતુર હોય છે કે ગુજરાતી લોકો જોડે વાત કરે